ગુજરાતમાં શિક્ષણને સુધારવા માટે પહેલાં કરતાં ઘણી બધી સરકારી પહેલો અને નીતિઓ થઈ છે પહેલાં સ્કૂલોના ટીચરોને પૂરતો પગાર આપવામાં આવતો નહીં પ્રાઈવેટ સંસ્થાઓમાં હવે સરકાર જ અમુક પગાર આપે છે બાકીના ઘણા ટીચરો રાખે છે તેમને સરકાર સંસ્થાઓ પગાર લખાવે છે વધારે અને આપે છે અડધો જ અને આ રીતે એકજાતનું શોષણ થાય છે તે બંધ થવાની જરૂર છે બીજું કે જે શિક્ષણને તે સ્કૂલની અંદર વારંવાર અભ્યાસક્રમ જ્યારે બદલાય તો અભ્યાસક્રમની ચોપડીઓ કે બુકસો પહેલાં આગળથી આપવી જોઈએ કે જેથી કરીને સ્કૂલ શરૂ થાય ત્યારે છોકરાઓને મળે સ્કૂલ શરૂ થાય જૂનમાં અને જો અભ્યાસક્રમ અરે એની ચોપડીઓ નવેમ્બરમાં અવે તો પાંચ મહિના ખાલી ખોટા જ જાય છે બીજું કે આ જે સિલેબસ ચોપડીઓ આવે છે તે વહેલી આવી જોઇએ કારણ કે શિક્ષકો જો એનાથી માહિતગાર થશે તો સ્કૂલમાં સારી રીતે ભણાવી શકશે સૌથી અગત્યની વાત આજકાલ સ્પોર્ટ્સનું પણ ડેવલપમેન્ટ બહુ વધી ગયું છે આપણે રમત ગમતને બહુ આગળ વધારવા માગીએ છીએ પણ આજે શહેરમાં ઘણી બધી સ્કૂલો એવી છે કે જેની પાસે રમત ગમતનું ગ્રાઉન્ડ નથી જો રમત ગમતનું ગ્રાઉન્ડ ના હોય તો વિદ્યાર્થીઓને કેવી રીતે તમે તાલીમ આપી શકો એ લોકો કેવી રીતે પ્રેક્ટિસ કરે એટલે જે સ્કૂલ પાસે ગ્રાઉન્ડ નથી તેને પરમીશન કેન્સલ કરી દેવી જોએ ક્યાં તો એમને દૂરના ભાગમાં જમીન આપીને ત્યાં એમને ગ્રાઉન્ડ આપવું જોઇએ આ બધી જે પાયાની જરૂરિયાતો છે તે સંતોષાવી જોઇએ બીજું સ્કૂલના આજુબાજુની સ્કૂલના જે છોકરા અને વિદ્યાર્થીઓ છે તેમને ઉનાળાની અંદર મે મહિનામાં એપ્રિલ મહિનામાં જ્યારે ખૂબ ગરમી પડે ત્યારે એમને ચોખ્ખું પીવાનું પાણી મળે તે ધ્યાન રાખવાની જરૂર છે બીજું કે જ્યાંની પ્રાઇમરી સ્કૂલ કે પ્રિ પ્રાઇમરી સ્કૂલમાં બપોરનો નાસ્તો આપે છે તેમાં કોઈપણ જાતનું કોલીટી હોતી નથી ગમે તેમ જ આપે છે તે ચોક્કસ સુધારવી જેથી કરીને બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે